અમારા વિસ્તારમાં એવી બહુ બધી ફરવા લાયક જગ્યાઓ છે જેમ કે તીથલ દમણ પારનેરાનો ડુંગર મત્સ્ય માતા એવી ઘણી બધી છે હવે બધાં બોલિવૂડના ને એ બધાં ત્યાં બીજી બાજુ જ ફર્યા કરે અમારા અહીંયા પણ બહુ મસ્ત ફરવા લાયક જગ્યા અને ધાર્મિક છે અમારે તીથલના દરિયા કિનારાની વાત કરું તો ત્યાં અરબ સાગરનો ખાંઠો કાંઠો કાંઠો લાગે પછી અમારી બાજુના બધાં ત્યાં સાંજે સાંજે બહુ ભીડ થાય ત્યાં એમ બધાંણે ત્યાં ફરવાનું ગમે સાંજે બેસવાનું ગમે સાંજનો સનસેટ એક નંબર લાગે ત્યાનો પછી પારનેરાનો ડુંગર પાનેરાનો ડુંગર પાનેરાનો ડુંગર એમ કેવામાં આવે કે ઘણાં વર્ષો પહેલા ત્યાં ચોરો ઘૂસી ગયેલા મંદિરમાં એમ તે ચોરે માતાને અડકતા માતા ભડકી ગયેલી ટ માતા નીચે બેસી ગયેલી ત્યારે પારનેરાનો ડુંગર બની ગયેલો પછી તડકેશ્વર મહાદેવનું મંદિર એક એ માત્ર એવું મંદિર કે તેનું ઘુમર મળે જ ની તેનું ઘુમર બનાવવા માટે છત બનાવવા માટે ઘણાં પ્રયાસ કર્યાં પણ તૂટી જ પડે પછી તેનું સવારમાં અભિષેક સૌ પહેલા સૌથી પહેલાં સૂર્યદેવ કરે એવું છે અમારું તડકેશ્વરનું મંદિર અને દર શ્રાવણ મહિનામાં ત્યાં આખો મહિનો ભરાય અને શ્રદ્ધાળુઓ ખૂબ ભાવથી ત્યાં દર્શન કરે અને મજા લે પછી અમારા અહીં ઉદવાડામાં ઉદવાડામાં જૈન લોકોનું જે આવે મંદિર તે તે બી બહુ મસ્ત છે ફરવા લાયક પછી સાપુતારાનું હિલ સ્ટેશન અમારા નજીકનું સારામાં સારું હિલ સ્ટેશન એમ કે તો સાપુતારાનું હિલ સ્ટેશન અમારા બાજુના ઘણાં બધાં લોકો ત્યાં જ તે જ હિલ સ્ટેશન પર જાય